સમાચાર એક એવું માધ્યમ છે કે જેનાથી આપણે પૂરા વિશ્વને આવરી લીધું છે કે આપણે કોઈ પણ ખૂણામાં શું ચાલી રહ્યું છે દુનિયા તે આપણે જાણી શકીએ છે ઘરમાં બેઠા બેઠા જ આપણે અમેરિકા કહો કે કોઈ બી શિખર કહો કે તે આપણે સર કરી શકીએ છે જેનાથી આપણને ઘણા ન જઈ શકવાના માર્ગો પર ન્યુઝ મીડિયા લઈ જાય છે અને આપણને ઘણું બધું નોલેજ આપે છે ઘણી જગ્યાએ આપણે જાતે નથી જઈ શકતા પણ કોઈ રીતે મદદ મોકલી શકીએ છે પછી કોઈ જગ્યાએ આપણને મદદ જોઈતી હોય તો બી મળી જાય છે હવે ક્યાંક આગ લાગી છે તે ન્યુઝમાંથી આપણને જાણવા મળે છે અને જે આપણે ન્યુઝથી જાણી છે તો આજુબાજુમાં કોઈ આપણું એવું કોઈ રિલેટીવ્સ છે કે જેને આપણે જાણ કરીને કઈ શકીએ છે કે આ જગ્યાએ આપણા જે રિલેટીવ્સ છે તે બરાબર છે ને તે બધું બી આપણે થોડું ઘણું બધું ન્યુઝથી આપણે દુનિયાને બહુ એક મુઠ્ઠીમાં કરી લીધી એમ કહી શકીએ છે કે માઉન્ટ એવરેસ્ટ બી સર કરી લીધો જે આપણને ત્યાં સર કરે છે ને વિડિયોગ્રાફીથી આપણને તે જગ્યા બતાવે છે તો આપણા જે ભારતીયો જાય છે જે માઉન્ટેનરો જાય છે અને આપણને જે એક એક મિનીટની ખબર આપે છે જેનાથી આપણે ઘરમાં બેઠા બેઠા એની પર પ્રાઉડલી ફીલ કરી શકીએ છે અને પોતે ગયા હોય તેવો બી અનુભવ કરી શકીએ છે તે સિવાય કોઈ પણ ખૂણાની કોઈ પણ વસ્તુની આપણને માહિતી મળી જાય છે જે લોકો આપણને સમાચારથી ધરતીકંપ આવનો છે તેની બી આગાહી ફોરેનરો તો કરી જ લે છે ઈન્ડિયામાં બી હવે તો ઘણી જગ્યાએ આ બધી આપણને ઉપલબ્ધિ થઈ ગઈ છે કે આપણે તેમાં ઊંડામાં જઈ શકીએ છે અને આનાથી આપણને ઘણો ઘણો ફાયદો બી થઈ રહ્યો છે અને કેટલીક જગ્યાએ તો આપણે પહેલેથી જ ઘણું સમાચારના માધ્યમથી આગળ જઈને ઘણું ઘણું કામ કરી પણ લીધું છે એવું છે કોઈ જગ્યાએ કંઈ પણ કરીને આપણને અટકવાનું નથી થતું કે આપણે તે માર્ગમાંથી બહાર નીકળી જઈએ છે કે હવે કોઈ જગ્યાએ રેલ દુર્ઘટના થઈ છે તો આપણને તે જગ્યાએ જવું છે તો હવે આપણે આજે ન જતાં કાલે જશું બીજા રસ્તે જશું કંઈ બી આપણે સેકંડ ઓપ્શન એમાં આપણે શોધી શકીએ છે જરૂરીયાતો આપણી ઘણી બધી ન્યુઝમાં વચ્ચે એડ આવે છે તેમાંથી બી આપણને ખ્યાલ આવી જાય છે કે આપડે આ વસ્તુનું પ્રોડક્શન થયું છે ને આ વસ્તુ સારી છે આ કંપનીની છે તે બધી બી આપણને જાણ મળે છે ઘણું જાણવા મળે છે ગતિશીલ